હાય યુટ્યુબ ઉપર અને ટીવી ઉપર મારી મનપસંદ ફૂડ રેસીપી અને મારી પોતાની રેસીપી હું અહીં શેર કરી રહી છું યુટ્યુબ ઉપર નેહાસ કૂક બુક અને શિતલ્સ કિચનમાં હું ઘણીબધી રેસિપીઓ જોઉ છું અને એમાંથી થોડી ઘણી રેસિપી ઘરમાં મારા મિસ્ટર ઉપર હું એનું અજમાવું પણ છું ને એ આરામથી ખાય પણ છે અને મારી પોતાની રેસિપીમાં હું ભરેલાં આખા બટેટાં અને રીંગણાં કરું છું પૂરણ પોળી બનાવું છું મને જુદી જુદી થેપલા પૂરી અને ઘરના નાસ્તા બનાવવાનો શોખ છે એ હવે અત્યારે તો હું એ અહીં નથી મેનેજ કરી શકતી કારણ કે અત્યારે અમે લોકો વૃદ્ધાશ્રમમાં છીએ પણ હું ઘરે આ બધું બનાવતી એમાંથી હું થોડી રેસિપી તમને અહીંયા શેર કરું છું ભરેલા આખા બટેટામાં નાના નાના બટેટા લઈ છોલી અને એને ચાર કાપા ઉપરથી કરી ફૂલ આકાર આપી અને એમાં ચણાના લોટ એટલે કે બેસનની અંદર ગરમ મસાલો મીઠું મરચું ખાંડ તેલનું મોણ અને થોડો અમસ્તા સાજીનાં ફૂલ નાખીને આદું કોથમીર મરચાં નાખીને એ બટેટાની અંદર પૂરણ પોળી પૂરી અને એને તેલમાં ગરમ તેલની અંદર ફ્રાય કરું છું અને રીંગણાં પણ એ જ રીતે ભરીને નાનાં નાનાં રવૈયા રીંગણાં એ જ રીતે ભરીને હું બનાવું છું ચણાના લોટ ચણાની દાળની પૂરણ પોળી એ તો મહારાષ્ટ્રીયન લોકોની ખાસ ફેવરિટ હોય જ છે પણ અમે લોકો ઘરમાં પણ એ બનાવીએ છીએ અને બીજા અલગ અલગ જાતનાં થેપલા બનાવવાનું બનાવું છું મેથીનાં થેપલાં પાલકનાં થેપલાં બીટ અને મેથીનાં થેપલાં મગની દાળ ભરીને થેપલા પૂરી પણ એ જ રીતે મગની દાળની કચોરી જે રીતે થાય એ રીતે બનાવું છું ઘરમાં ઢોંસા ઇડલી એ પણ હું પોતે જ બનાવું છું મને રેસીપીઓ બનાવવાનો શોખ છે અને જુદી જુદી વેરાયટીસ જોઈને બને ત્યાં સુધી હું ઘરમાં એ ટ્રાય કરતી રહું છું